હા મને નાસ્તો બનાવવો ગમે છે સાંજના નાસ્તામાં મને ઢોકળા હાંડવો પછી ખમણ એવું બધું બનાવવું ગમે છે અને તાજું જ બનાવાનું મને પસંદ છે મને બલ્કમાં બનાવીને સ્ટોર કરવું ઓછું પસંદ છે પણ અમુક નાસ્તા જે અઠવાડિયા કે મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એમાં મને ચકરી પછી ફણસી પૂરી શક્કરપારા પછી નાનખટાઈ મઠિયા એવા વિવિધ વિવિધ નાસ્તાઓ જેને હું સ્ટોર કરી શકું નાસ્તામાં સાંજે કોઈ વાર ખાવા માટે એ હું બનાવું છું બાકી મને સાંજના નાસ્તામાં તાજા જ નાસ્તા પસંદ છે